એક લાખ વીસ હજાર ચારસો ત્રેવીસ ત્રણ લાખ ત્રેવીસ હજાર પાંચસો તેર પાંચ લાખ ચૌદ હજાર એકસો અગિયાર છ લાખ પંદર હજાર બસો તેર આઠ લાખ અઢાર હજાર આઠસો અઢાર ચાર લાખ ચોવીસ હજાર એકસો